જયારે મારી પાસે સમય કે વસ્તુઓ ઓછી હોય ત્યારે મારું કામ ચલાઉ ભોજન પુલાવ છે આ વાનગીમાં ઈચ્છા મુજબ સામગ્રી ઉમેરી શકાય છે જો વધુ સામગ્રી ઉપલબ્ધ હોય તો તે પણ ઉમેરી શકાય અને જો બધી જ વસ્તુઓ હાજર ન હોય તો થોડીક જ જરૂરી ચીજ વસ્તુઓ ઉમેરીને પણ પુલાવ તૈયાર કરી શકાય છે હું આ રસોઈ બનાવું ત્યારે ત્યારે તેમાં સમય મુજબ સામગ્રી વાપરું છું જેમકે ઓછા સમયમાં રસોઈ તૈયાર કરવાની હોય તો તેમાં જરૂરી પ્રમાણમાં તેલ જીરું રાઈ હિંગ વઘાર માટે વાપરું છું અને સાથે જ બીજા પાત્રમાં ચોખા રાંધી દઉં છું ત્યાર બાદ વઘારમાં ઉપલબ્ધ શાકભાજી જેમકે ડુંગળી ટામેટાં લીલા મરચાં ઉમેરું છું અને તેમાં રાંધેલા ભાત ઉમેરું છું પછી જરૂરી મસાલા જેવા કે મરચું મીઠું હળદર વગેરેને ઉમેરીને ધીમી આંચ પર ગરમ થવા દઉં છું અને સાથે સાથે બધી જ સામગ્રી એકબીજામાં ભળી જાય તે રીતે ચમચાની મદદથી હલાવું છું આ રીતે ઓછી ચીજ વસ્તુઓ અને ઓછા સમયમાં જ ભોજન તૈયાર થાય જાય છે